હલ્લો નમસ્તે સર હુ ડોક્ટર પિયુષ પટેલ બોલું છું શિક્ષણ વિભાગમાંથી હવે કપાસિયા નો હેતુ હતો આપણો રીતે આ છેલ્લાં પંદર દિવસથી વિદ્યાર્થીઓની હાજરી લગભગ પચાસ ટકા કરતાં નીચે રહે છે ટાઇમ ટેબલ માં પ્રોબ્લેમ છે અને કારણ જાણતાં એવું મળ્યું વિદ્યાર્થીઓને આ સમય આવવા દરમ્યાન ટ્રાન્સપોર્ટ ના ઘણાં પ્રોબ્લેમ નડે તો ટાઈમ ટેબલ રિશેડ્યૂલ કરવા માટે સર આપણે જે છે જાણ કરવા માટે મેં શું કરી શકાય મોસ્ટ ઓફ લગભગ બધાં વિદ્યાર્થીઓ બધાં બધાં બધાં વિદ્યાર્થીઓને સવારે એ લોકોને તકલીફ છે હા સવારનો ટાઇમ નવથી દસનો પેલો ક્લાસ છે એ ઓફ કરીને આપણે છેલ્લો તો થોડુંક જે છે એ હાજરીમાં રહેશે દસ વાગ્યે આપણે કરી દઈએ હા નવથી હા હા નવ ક્લાસ નીચે કરી દઇએ તો ચાલે પહેલો પીરિયડ જે છે મોટે ભાગે ફિલોસોફી તત્વજ્ઞાન હોય છે તત્વજ્ઞાનનો પીરિયડ એ બદલવો પડે ઓકે થઈ જશે ને હા હા એટલે સાહેબ ને જે છે વાત કરીને આ રીતે સેટ થઈ જાય ઓકે સર ઓકે આભાર સાહેબ આપનો આભાર સાહેબ